હા સર નમસ્કાર મારી એક બેગ મિસ થઈ ગઇ હતી બસમાંથી એ ગાંધીનગરથી હું અમદાવાદ જતો હતો એ રહી બસમાં થઈ ગઈ હતી બેગ મિસ ના એટલે એમાં બસમાં ભૂલી ગયો તો હું મારે થોડીક ઉતાવળ હતી ને એટલે પછી હં હા બોલો

હંહં હં હં અરે સર એમાં એવું હતું કે એમાં મારાં જરૂરી ડોક્યુમેન્ટ્સ ને બધાં હતાં આધાર કાર્ડ પાન કાર્ડ ને દસ્તાવેજો ને બધું એટલાં માટે હં હં હા હા બરાબર બરાબર પૈસા હતા એમ તો થોડા ઘણા દસ્તાવેજો ન બસ્તાવેજો ડોક્યુમેન્ટે હતા મારાં ના પાંચસોની જ હતી નોટ પાંચસોની ને બસ્સોની ને એવી બધી જ હતી બે હજારની ને બેગમાં પુરાવા તો એવું તો હં એ તો બ્લેક કલરની હતી અને ઉપર સ્ટિકર હતું એ એ બેગનો પીક તો છે મારી જોડે એ એડિડાસની હતી

ના એવું તો કાંઈ નહોતું હા ના એવું તો કાંઈ નહોતું આ તો ખાલી મારાં કાગળિયાં હતાં જરૂરી ડોક્યુમેન્ટ્સ બરાબર અને થોડા ઘણા પૈસા હતા હિસાબ તો લાખ રૂપિયા જેવી છે લાખ સવા લાખ હા એટલી તો હશે હા પૈસાનો તો મને કોઈ વાંધો નથી પણ મારાં ડોક્યુમેન્ટ ખાલી પહોંચી જાય એટલે ઘણું થઇ ગયું એમ નહીં આ તો ક્યાંક તો વળી તે હં હં બરાબર હં હા તે વાંધો નહીં પૈસાનું તો એવું કંઈ નથી પણ ડોક્યુમેન્ટ્સ મને પાછાં મળી જાય એટલે ઘણું થઈ ગયું મારે હાહા